સૌથી પ્રિય મારું રાજ્ય એટલે મારું ગરવી ગુજરાત કારણકે એનું એક જ કારણ કે મારું ગામડું કચ્છમાં આવેલું છે કચ્છના રાપર તાલુકામાં જાટાવાળા ગામ છે ત્યાં આવેલું છે અને અત્યાર સુધી હું કેટ કેટલી વાર હું મારા ગામડે જઈને આવ્યો છું મારા ગુજરાતની બધી વાનગી મેં ખાધેલી છે અને મને ખબર છે કે હું ગુજરાતની બહાર જઈશ તો મને જમવાનું ગુજરાત જેવું તો કદાપિ નહીં મળે તેથી લોકો ગુજરાતનાં ખાણીપીણીની એટલી વખાણ કરે છે કે લોકો વિદેશ ભણવા જતા હોય તોય બી પોતાનો એક અલગથી થેલો હોય ખાણીપીણીનો આટલા વિશેષતા ધરાવતો ખાણીપીણીનો રાજ્ય છોડીને હું બીજે ક્યાં જાઉં તેનાથી વિશેષ આપણાં ગુજરાતમાં સૌથી મોટી દુનિયાની સૌથી મોટી પ્રતિષ્ઠા એટલે લોખંડી પુરુષ સરદાર પટેલની આવી છે આવા સરદાર પટેલની મૂર્તિ જુઓ સ્ટેચ્યુ એનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ આપણા લોખંડી પુરુષ છે અને અમદાવાદમાં માણેકચોકમાં ખાવાની તમને એટલી મજા આવશે કે તમે બીજું બધું આખી દુનિયાનું ભૂલી જશો તેથી તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે તમે સાંભળતા હોય તો તમે એકવાર જરૂર ગુજરાતની મુલાકાતે આવો ગુજરાત એક્સપ્લોર કરો ગુજરાતનાં કોઈ બી ગામડે જતા રહો તમને કોઈ દિવસ ભૂખ્યો સૂવા નહીં જ દે અને તમારી જોડેથી એક રૂપિયો બી નહીં લે કે તમે મેં કે તમે ખાધું તમને તો એવું ગણશે કે ભગવાન સમાન ગણશે અમારાં ગુજરાતની એ જ ખાસિયત છે કે મહેમાનને સત્કારો આપવાનો અને મહેમાનને ભગવાન જેવા ગણવાના